મોરબી જિલ્લામાં મચ્છુ નદી ઉપર આવેલ ઝૂલતો પુલ એ વિશ્વ વિખ્યાત છે પણ સમ રીઝન અં એનાં રિઝર્વેશન અને એનાં રિનોવેટિવ દરમ્યાન એ ફરી ઓપન કરવામાં આવેલો ને એ પુલ જ્યારે રિનોવેટિવ થઇ અને ફરી ઓપન કરવામાં આવ્યો ત્યારે બાય ફોલ્ટ થોડી ઘણી મિસ્ટેકનાં કારણે કે થોડી ઘણી એરરનાં કારણે તે પુલ અ જ્યારે પબ્લિકને ઓપ પબ્લિક માટે ઓપન કરવામાં આવ્યો ત્યારે પુલ વધારે પડતી પબ્લિકના કારણે ઓવરલોડેડના કાવ કારણે એ પુલ તુટી ગયેલો ને એ મોરબીની અંદર મોટી હોનારત થયેલી પણ એ પુલ ખાસ હતો અને તમામ મોરબી જિલ્લા માટે અને સમગ્ર ગુજરાત માટે એક ઐતિહાસિક પુલ હતો જે પ્રવાસીઓ માટે અને અન્ય માટે પણ આકર્ષણનું કેન્દ્ર હતું